હેલો તમે મિશોમાંથી બોલો છો હા તો મેં શર્ટનો ઓડર આપેલો છે તો એ સટ મને ફિટિંગમાં આવતું નથી તો મારે એને રિટર્ન કરવું છે પણ આમાં રિટર્નના કોઈ ઓપ્સન આપેલા નથી એટલે શું કરવું એ ખબર નથી પડતી તો તમે એની કોઈ એપ્લિકેસન છે એપ્લિકેશન નથી એમ તો એના માટે મારે શું કરવાનું ના ના મારે રિટર્ન કરવાનું છે ના ના એક્સ્ચેન્જ તો જ નહીં રિટર્ન જ કરવાનું છે ના મારે મારા પૈસા પાછા જોઈએ હા રિટર્ન કરવાનું બરાબર તમે કહો કે હું કેવી રીતે રિટન કરું હા એ વસ્તુ સાચી તમારી પણ મારે એક્સ્ચેન્જ નથી કરવો રિટર્ન કરવું છે તો તમે મને મારા પૈસા પાછા આપી દો હું રિટર્ન કરી શકું એ માટે અચ્છ એવું હા ઓકે એ રીતે રિટન કરવાનું છે ઓકે હા થેન્ક યુ